હા રમેશ ભાઈ હ હવે મે તમને એટલા માટે યાદ કર્યા કે આપણે છે ને બે સંસ્થામાં એક નાનું ઇવેન્ટ યોજવાનું છે હા આપણા હસમુખભાઈ છે એ રિટાયર્ડ થાય છે તેમની એક નાની ફેરવેલ પાર્ટી આપવા માટેનું આયોજન કરવાનું છે એટલે એના માટે મે તમને યાદ કર્યા અ હા આપણે લગભગ બસો જેવા માણસોની આસપાસ પ્યોર વેજ ખાવાનું બનાવાનું અને એ રીતનું આપણે એનું આયોજન કરવાનું છે અને એમાં બે હા બોલો બોલો હા બસો વ્યક્તિની આસપાસ છે બરાબર છે એટલે એમાં આપણે એક સ્ટાર્ટર રાખવાનું અને સલાડને સૂપને આ બધું વસ્તુઓ સાથે થઈને આપણે એક આયોજન કરવાનું છે તો એમાં પર ડિશ તમારું શું બજેટને એ થાય છે એ મને જરાક કહેજો

એટલે એમાં આપણે એવું કરીશું કે શું છે કહેશોને સવા સો જેટલી રેગ્યુલર રાખીશું અને પચાસ એક આપણે વીઆઈપી જેવી રાખીશું હ એટલે એ પ્રમાણે છે કારણ કે બહારથી અમુક ગેસ્ટો આવશે તો એ પ્રમાણે થોડું વર્કિંગ કરી દેવાનું આપણે હા તો જરા મને એ કરીને પછી કહેજોને ટોટલ કેટલું થાય છે હ હા બસ બસ હા હા એ પણ મને મોકલી આપજો ઓકે કઈ વાંધો નહીં હા હો ચાલો